હેલો નગરપાલિકામાંથી વાત કરો સાહેબ હું એલે પ્રતિક બોલું છું આપ જરાક નગરપાલિકામાં જરાક આંટો ફેરો મારો છો કે નહીં કેમકે અત્યારે તમે આપ જોઈ શકો રોડ ઉપર ઓલા પાઇપ લીકેજ થઈ છે તેનાથી કેટલું પાણી ભર્યું છે આ પાણીનાં કારણે એમાં સોટ સર્કિટ પણ થઈ શકે એવું છે અને કેટલા ખાડા છે એ પણ કોઈને ખબર નથી આપ આ જરાક જાણવાની તો પ્રયત્ન કરો કે શું થાય છે કે શું નથી થતું

આ તે આ ફૂટપાથની તિરાડમાંથી પાણી કેટલું બહાર નીકળે છે જરાક તમે બહાર નીકળો જુઓ જાણો આ લિકેજનાં કારણે અહીંયા નગર પાલિકામાં રહેતા માણસોને સુરક્ષા કેવી જોખમાય છે આપને ખ્યાલ છે આ લિકેજની હદ હોવી જોઈએ સાહેબ કારણ કે પસાર થતાં લોકોને કેટલું જોખમ થઈ શકે એવું છે ઉપર તાર છે નીચે ખાટલા ખાડા છે ગટર છે કોઈને ખ્યાલ નથી આપે બહાર નીકળો અને નગરપાલિકાની અંદર જરાક જાણ જાણો જુઓ તો તો આપને ખ્યાલ આવે કે શું થાય છે અહીંયાથી હમણાં જ મેં જોયું તો કહે એક સાઇકલવાળો બીચારો ત્યાંથી નીકળ્યો તે તરત જ એ ટાયર આગલું એનું ખૂંચી ગયું પાણીમાં જેનાથી જોખમ કેટલું સમાજમાં રહેતાં લોકોને જોખમ કેટલું થાય છે આપને ખ્યાલ છે જરાક જાણો બહાર નીકળો જેનાથી અમારી સુરક્ષા જોખમાય છે સાહેબ આપ